અમારા અહીંયા જે સ્થાનિક કલાકારો છે તે અમારા રાજ્યને ગુજરાતને જાળવવા માટે તેમને બહુ જ પ્રયત્ન કરી રહ્યા છે જેમકે અમારે ગુજરાતમાં ગરબા બહુ જ ફેમસ છે તો તે નવી નવી સ્ટાઈલના નવરાત્રીમાં ગરબા રમાય છે અહીંયા પછી તેને એપ્રીસીએટ કરવામાં આવે છે તેના માટે બહુ બધી પ્રાઇઝને એવું બધુ રાખવામાં આવે છે પછી એને સ્ટેટ લેવલે લઈ જવામાં આવે છે અને તેનો આમ બહુ જ સારો પ્રભાવ પડે છે એ મારું કહેવું છે